ગુજરાતી કુટુંબમાં જન્મ હોવાથી અને ગુજરાતી વાતાવરણ હોવાથી ઘરમાંથી જ ગુજરાતી આવડી ગયું ત્યારબાદ સ્કૂલમાં જઈને ભણતા હોવાથી પણ ગુજરાતી પુસ્તકોનું વાંચન વધારે થાય છે ગુજરાતી ભાષાનો અનુભવ જોઈએ તો ગુજરાતીમાં આપણે કોઈપણ વિષય માટેના મૌલિક વિચારો રજૂ કરી શકીએ છે જ્યારે અંગ્રેજીમાં આપણે કોઈપણ શબ્દ માટે એક જ શબ્દ હોય છે એમાં એક શબ્દને તમે એક અનેક શબ્દોમાં દર્શાવી ન શકો દાખલા તરીકે ગુજરાતીમાં તમે હવાને માટે હવા પવન વિગેરે શબ્દ છે જ્યારે અંગ્રેજીમાં તેને માટે એક જ શબ્દ એર એ છે આપણી માતૃભાષાનું આપણે ગૌર હોવું જોઈએ